હા અનુકૂળતા બહારનું કોઈ નૃત્ય હા ચોક્કસ મળ્યું છે જેમકે હું ગુજરાતી છું તો ભાઈ મને ગરબા તો પ્રિય છે આમ કહીએ ને મારા લોહીમાં જ ગરબા છે ગરબાનું તમે ગમે ત્યારે કહો ત્યારે અમે ગરબા કરવા તો તૈયાર જ હોઈએ પણ હમણાં જ્યારે છવ્વીસ જાન્યુઆરી એટલે કહેતા કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ મારું ગુજરાત તરફથી સિલેક્શન હતું કે ભાઈ હું ગુજરાતને દિલ્હી ખાતે જે આપણી જાન્યુઆરીના દિવસે જે પરેડ થાય છે છવ્વીસ જાન્યુઆરીમાં ત્યારે મારે ગુજરાતને રિપ્રેજેંટ કરવાનું હતું ને હું ગુજરાતનો પ્રતિનિધિ હતો તો ત્યાં મારે ગરબા રિપ્રેજેંટ કરવાના હતા અને તો મેં ગરબા તો રિપ્રેજેંટ કર્યા પણ ત્યાં પછી એવું સિલેક્શન હતું કે આખા ભારતનું કોઈ આમ ભારતને રિપ્રેજેંટ કરે ને એવું એક નૃત્ય કરવાનું હતું તો આખા ભારતના બધા પ્રદેશમાંથી બધાં રાજ્યોમાંથી ત્યાંના બેસ્ટ ડાન્સરો આવ્યા હોય જેમકે કર્ણાટકના છે તો ક્લાસિકલ ડાન્સરો છે મણિપુરી છે ભરતનાટ્યમ કરતા હોય એ લોકો છે લાવણી છે રાજસ્થાની ફોક ડાંસ છે ગુજરાતમાંથી ગરબો હુડો એ બધા માટે છે પછી પંજાબના ભાંગડા છે કાશ્મીરી નૃત્ય છે તો બધામાંથી કોઈ એક મિક્સ ડાન્સ બનાવવાનો હતો ને મને તો ગરબા સિવાય કંઈ આવડે નહીં તો ત્યાં પહેલી વાર એવું થયું હતું કે મારે કમ્ફર્ટ ઝોન છોડીને મારે ગરબા છોડીને કોઈ બીજી પ્રકારના કે કોઈ દી આમ જોયા ના હોય જેમકે આપણે મરા ગુજરાતી છીએ ગરબા કરીએ તો રાજસ્થાની થોડું ઘણું જોયું હોય અથવા તો થોડું ઘણું આપણને ફાવે પણ હવે મને તો ત્યાં ક્લાસિકલ નૃત્ય એટલે કે ભરતનાટ્યમ કૂચીપુડી ને એવું બધું કરવાનું કહે તો ત્યારે પહેલીવાર એવું થયું હતું કે ભાઈ મને ગુજરાત ગરબા સિવાય કંઈક આવડતું હોય તો સારું હતું એમ ત્યારે પહેલી વાર મારે એવું થયું હતું કે કમ્ફર્ટ ઝોન એટલે કે મારી અનુકૂળતા થી બહારનો કોઈ નૃત્ય કરવાનું થયું હતું પણ એ પણ એક અનુભવ બહુ બહુ સારો હતો કારણ કે આજ સુધી ગરબા જ કર્યા છે આ નૃત્ય ખાલી જોયા હતાં પણ એ કર્યું પછી ખબર પડે કે આ નૃત્યો જેટલા જોવામાં આમ સહેલાં લાગે છે એટલાં હોતાં નથી જેમકે કોઈ ભરતનાટયમ જુએ ને તો એમ જ લાગે કે આ તો એકદમ આમ ઠંડુ છે કંઈ મજા જ આવતી નથી પણ એ એ નૃત્ય એવું છે કે તમે એમાં એક્સપ્રેશન વધારે આપવાના હોય પગ સાથે ને હાથ સાથે તો રમવાનું જ છે પણ એમાં એક્સપ્રેશન તમારા ચહેરાના હાવ ભાવ કહે ને કે નવ રસ છે ગુસ્સો ગુસ્સો થઈ ગયો ખુશી થઈ ગઈ આપણી ઋણતા થઈ ગઈ તો એ બધું આમ ભાવ છે ને તમારા ચહેરા ઉપર દેખાવો જોઈએ અને ગરબામાં કોઈ ખાસ એવો ભાવ તમારા ચહેરા ઉપર વ્યક્ત કરવાનો હોતો નથી ગરબામાં તો તમારા પગ અને હાથ સાથે જ તમારે વધારે કૂદવાનું હોય અથવા તો એવું કરવાનું હોય છે પણ ભરતનાટ્યમ ને એ બધા એવાં છે કે જેમાં તમારે પગ સાથે અને હાથ સાથે તો નૃત્ય કરવાનું જ હોય છે પણ તમારા ચહેરાના હાવ ભાવ તમારી આંખો તમારા નેણ એ બધા સાથે તમારે જે સામેવાળું વ્યક્તિ છે એમને બતાવવાનું હોય છે કે ભાઈ તમે નૃત્ય દ્વારા આ કહેવા માગો છો તો ત્યારે પહેલી વાર એવું થયું હતું કે અનુકૂળતાથી મારે અલગ ડાન્સ કરવાનો થયો હતો